હેલો હા હા હા તમારી સ્કીન ક્યા પ્રકારની છે હા હા હા તમે ખોરાક કયા પ્રકારનો લો છો હા હ અને તમે કઈ સ્કીન કેર માટે કોઈ પ્રોડક્ટ યુઝ કરો છો પ્રોડક્ટનો વપરાશ કરો હા તો તમે મને તેના ફોટો આ જ નંબર પર વ્હોટ્સએપ નંબર પર મને વ્હોટ્સએપ કરી શકો હા હું જોઈ લઉં હેલો તમે જે આ આ પ્રોડક્ટ યુઝ કરો છો એ ઓઈલી સ્કીન માટે છે અને તમારી સ્કીન ડ્રાય છે તો તમારે આની યુઝ નહીં કરવાનું હું તમને લખી આપીશ મોઈશ્ચરાઈઝર એ તમારે સવાર સાંજ લગાવવાનું રહેશે હા અને પછી પણ તમારું આ પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો તમે મારો કોન્ટેક મને સંપર્ક કરજો હું હું પછી તમે મારા ક્લિનિક પર આવીને મળી જજો ન થાય તો બે ત્રણ રિપોર્ટ કરાવી લઈશું હા ઓકે હા